મેં મારા જીવનમાં સૌથી મોટો પડકાર એ સહન કર્યો છે કે મકાન માલિકનો પાવર એટલો કે એમ કહે કે તમારો સામાન બહાર મૂકી દઈશ આ વિપરિત પરિસ્થિતિ કેવી હોય આ જ જીવન માટે કેવો કપરો સમય કહેવાય કે જ્યારે આપણે ટાઈમસર ભાડુ આપી દઈએ વ્યવસ્થિત ચોખ્ખું રાખીએ લાઈટ બીલ ભરી દઈએ તેમ છતાંય આપણને કહે કે તમારો સામાન બહાર મૂકી દઈશ તો સામેની વ્યક્તિ ઉપર કેવી અસર પડે છે તમે જરાક તો વિચાર કરો જો કાંઈ તકલીફ હોય તો તમે બેજીજક ખાલી કરાવો શકો છો પણ એમને તમે ટાઈમ આપો એટલે આ એક ઘર બદલવું ભાડાના ઘરમાં રહેવું ટાઈમે ભાડું આપવું મકાન માલિક શાંતિથી રહેવા ન દે એ જિંંદગીમાં મોટો પડકાર છે આનાથી મોટો પડકાર કોઈ છે નહીં